કેમ છો છગન ભાઈ બસ જો આ દિવાળીમાં દુબઈ જવાનું વિચારી રહ્યો છું સાંભળ્યું છે ત્યાં બહુ ઊંચી ઊંચી ઈમારતો અને એ બધું છે વિચારું છું એકવાર જઈ આવું તમે પણ છેલ્લી દિવાળીએ દુબઈ જ ફરવા ગયા હતા ને તો તમારી જોડેથી મારે થોડી જાણકારી જોઈએ છે સૌ પ્રથમ તો મારે પાસપોર્ટ રિન્યૂઅલ કરાવાનો છે આમ તો મને બધી પ્રક્રિયા વિશે મને થોડી ઘણી જાણ છે જ પણ છતાં પણ તમારી પાસેથી એકવાર જાણવા માંગુ છું અચ્છા પછી બીજા બધા કાગળીયા ભેગા કરી અને બધું ઓનલાઈન જ કરવાનું હોય છે અચ્છા પછી પાસપોર્ટના કેન્દ્ર સુધી જઈ અને આપણે આપણા બધા સાચા કાગળીયા ત્યાં એમને બતાવાનાં રહેશે અચ્છા અને પછી તમે એ પણ કહેશો કે દુબઈમાં ફરવા લાયક કઈ કઈ સારી સારી જગ્યાઓ છે અને ત્યાં જમવા માટે અથવા તો ખાવા પીવાની શું વ્યવસ્થા કરી શકાય બહુ સરસ ચલો આભાર